હા ઘણા વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ છે પરંતુ તે કદાચ દરેક જગ્યાએ ચોખ્ખું નથી હોય જો તમે નળનું પાણી પ્રાપ્ત કરો છો તો તમારી જિંદગીમાં આ કેવી રીતે બદલાઈ શકે તે પરિપ્રેક્ષ્ય પર આધાર રાખે છે આપણે નળનું પાણી મેળવવા માટે સ્વચ્છ અને સુરક્ષિત પાણીને યથાર્થમાં મેળવવાની સુવિધા હોય છે તો તે જીવનની ગુણવત્તા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે અહીં કેટલીક બાબતો જણાવી શકું છું એક આરોગ્ય ચોખ્ખું નળનું પાણી પીવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઓછું થઈ શકે છે લાઈફ સ્ટાઈલ અને પોષણ માટે પણ આ મહત્ત્વપૂર્ણ છે બે સુવિધા પાણીની સરળ ઉપલબ્ધતા રોજમર્રાની જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરે છે ત્રણ પર્યાવરણ નળનું પાણી સ્ત્રોતોને વધારે સસ્તું અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે જો પાણી નમ્ર અને શુદ્ધ હોય તો તે સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તાને બફર કરે છે